હેલો હું આજે મારી મનપસંદ ફૂડ રેસિપી વિષે કહું છું મારી વિકાસ ખન્ના પછી એવાં ઘણાં યુટ્યુબમાંથી હું એમનાં કોઈ નાનો યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોય અને એમાંથી હું મારી ફૂડ રેસિપી શીખું છું અને સૌથી વધુ જે લોકલ થોડા થોડા એનાં બનાવતા હોય છે વિડીયો એનામાંથી હું વધારે જોઈને શીખું છું એમાં મને વધારે પડતું ગુજરાતી બનાવવું પસંદ ગુજરાતી ફૂડ પસંદ છે અને ગુજરાતી બનાવવું પસંદ છે તેથી હું વધારે ગુજરાતી જ જોઉં છું ગુજરાતી બનાવું પછી નોર્મલ એવાં શાક એવું જોઉં છું એમાં વધારે ગુજરાતી કઢી પછી ખીચડી પછી દાળ ભાત પછી પનીર ટીક્કા એવાં ઘણી બધી રેસીપી મેં શીખી છે યુટ્યુબમાંથી યુટ્યુબમાંથી વધારે પડતી હું લોકલ કોઈ પણ ચેનલ હોય છે એમાંથી જોઉં છું વધારે હું માસ્ટર એક વિકાસ ખન્ના એક માસ્ટર શેફમાંથી જોયું પછી એક એવી રેસીપી છે જે એક પનીર પનીર ટીક્કાનું શાક બનાવવાં માટે મેં પનીર યુટ્યુબ ચેનલમાંથી મેં શીખી છે તે પનીર પ્રોપર રીતનાં પહેલાં તો પનીર પનીર ખરીદી આવી છું અને એક એક વખત તો મારી પાસે પનીર નહોતું તો મેં ઘરે જ થી જ દૂધ દૂધ હતું તો એનું મેં એકદમ ફાડી અને પનીર પનીર બનાવ્યું છે પનીર બનાવ્યું છે અને પનીર બનાવવાં માટે મેં સૌપ્રથમ પહેલાં એક લિટર દૂધ લીધું અને દૂધમાં વિનેગર નાખી અને ફટાફટ એકદમ શ્ટિમ હાઇ શ્ટિમ ઉપર તપેલીમાં રાખ્યું એટલે ગેસ ઉપર રાખ્યું એટલે ફટાફટ પનીર બની ગયું છે અને પનીરને એકદમ થાળીમાં વ્યવસ્થિત રીતનાં કરી અને મેં પીસીસ કરી દીધા અને પછી મેં પનીર બનાવવાં માટે તે ઓનિયન ડુંગળી લસણ આદુ મરચાંની પેશ્ટ ટામેટાં પછી પનીર મસાલો અને બીજા નાનાં મોટાં નોર્મલ જીરું એવા મસાલા હિંગ તે વધારે ઉપયોગ કર્યો હતો અને બનાવવાં માટે મેં તપેલીમાં તેલ લઈ પછી પનીરનાં પહેલાં સૌપ્રથમ ડુંગળી સૌપ્રથમ પહેલાં હિંગ નાખી પછી જીરું નાખી અને ડુંગળી એડ કરી ડુંગળી એડ કરી અને ડુંગળી એડ કરી એકદમ ગ્રે ટાઈપ ન થાય જ્યાં સુધી એકદમ શેકાઈ ન જાય તે મતલબ વ્યવસ્થિત ન થઈ જાય ત્યાં સુધી ડુંગળી શેકાવા દીધી પછી એમાં ટામેટું નાખી અને પછી એ એકદમ વ્યવસ્થિત થઈ જાય એટલે મેં આદુ મરચાંની પેશ્ટ નાખી આદુ મરચાંની પેશ્ટ નંખાઈ જાય એટલે પાકવાં દીધી પછી એમાં થોડો બધી ગરમ મસાલો જેવો કે પનીર મસાલો ધાણા જીરાનો મસાલો પછી બીજા કોઈ મસાલો એ બધી ઘરે પેશ્ટ બધે બનાવી અને મેં એડ કર્યા પછી એકદમ ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી મેં રહેવા દીધું અને પછી એમાં પનીર એડ કરી અને પછી થોડું એવું પનીર એડ કરી થોડું એવું પાણી એડ કર્યું ને પછી એકદમ પાણી સુકાઈ ન જાય ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી એ રહેવા દીધું અને પછી એ પનીરમાં ઉપર કોથમીર એડ કરી અને વ્યવસ્થિત સવ કરી આપ્યું છે પછી મેં એક યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ ચેનલ મને જે એક કોઈ બહેનનું ચેનલ હતું એનું નામ નથી પણ એ યાદ પણ એ એની પાસેથી મેં ગુલાબ જાંબુ બનાવવાં માટે જે ગુલાબ જાંબુ છે કોઈ પણ લોટ વગર બનાવી આપ લોટ વગરનું બનાવ્યું હતું જે ટોસ ટોસ હોય છે એ ટોસ કોઈ પણ ટોશ લઈ એનો ક્રશ કરી એનો ભૂકો ભૂકો કરી અને પછી એને દૂધ વડે લોટ બાંધી અને પછી એને ગોટી કરી ગોટી કરી અને તેલમાં તળી તળી અને પછી ખાંડની ચાસણી કરી જે વ્યવસ્થિત મીડિયમ આંચ ઉપર જેવી ગુલાબ જાંબુમાં ચાસણી ન આવે એ ચાસણી હોય છે મતલબ એક બે તાર જેવી એક એમાં એ ચાસણી ચાસણી આવવાં દીધી પછી એમાં જે પહેલાં જે આપણે લોટ નહીં પણ ટોસ્ટનાં જે ને ગુલ્લાં બનાવ્યાં હતાં ગોટી એને ચાસણીમાં નાખી અને ઠંડા થવાં દીધાં બસ એ ગુલાબ જાંબુ એવી રીતનાં તો મેં નાનું નાનું વધારે પડતું નાની નાની ચેનલમાંથી શીખ્યું છે બીજું તો બીજું એક એમ ને એમ નોર્મલ સેવ ગલકાં સેવ કે ગુજરાતમાં મારે અમારાં સાઈડ સેવ ગલકાં ચોમાસામાં ને વધારે વધારે ગલકાંનું શાક બનાવતાં એ પછી સેવ ગલકાંનું કે એમાં પહેલાં એક લસણવાળી ચટણી લસણની ચટણી પછી ટામેટું ડુંગળી એ બધી એ ગ્રેવી બધી બંને કરી પહેલાં એ બધી ગ્રેવી પકવી લીધી વ્યવસ્થિત કરી દીધી પછી બધી પકવી પછી હળદર મીઠું જે મસાલો એડ કરી મસાલો એડ કરી અને પાણી પાણી એડ કરી બધી ગ્રેવી પાણી એકદમ પાકી જાય બધું ગ્રેવી પાકી જાય ડુંગળી ને ટામેટું ને બધી પાકી જાય કે પાણી એડ કરી પાકવાં દેવાની પછી એમાં એકદમ પાણી સહેજ વધું રાખવાનું એટલે પછી એમાં ગલકાં નાખીએ તો એ ગલકાં પાકી જાય એવી રીતનાં ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી એ ગલકાંને એ પાકી ન જાય અને ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી રહેવાં દીધાં અને પછી તેની ઉપર સેવ નાખી અને લાસ્ટમાં જે સવ કરવાં ટાણે કોથમીર નાખી અને એડ કરી દેવાનું સરસ મજાનું ટેશ્ટી સેવ ગલકાંની વાનગી પછી એક મેં યુટ્યુબ ચેનલમાંથી એક વાનગી એવી શીખી હતી કે જે કહેવાની એ ગુંદા જે ગુજરાતમાં અને જુનાગઢ જિલ્લામાં જુનાગઢ ગીર વિસ્તારમાં અમારાં શહેરનાં વિસ્તારમાં ગુંદા જે ગુંદા એ પૌષ્ટિક આ પૌષ્ટિક છે જે ગુંદા એમાંથી ઘણાં વિટામિન્સ મળે છે અને ગુંદાએ આપણાં હાડકાં મજબૂત કરે છે એની વાનગી એક મસ્ત શાક બનાવતાં શીખ્યું છે જે ગુંદા અને પહેલાં ગુંદા કોઈ પણ ગુંદા ગુંદાને લઈ ઉતારી પછી એને સહેજ પાણીમાં ગરમ પાણીમાં બાફી નાંખવાના થોડાં થોડાં મીડિયમ એવાં કે એમાં અંદરથી જે ઠળિયો ન હોય એ નીકળી ન જાય એ નીકળી જાય તે રીતનાં બાફી લેવાના પછી એ ગુંદા બફાઈ જાય એટલે પછી એને એને ઠળિયાં કાઢી નાંખવાના ઠળિયાં કાઢી ને સહેજ રહેવાં દેવાના પછી એનો મસાલો તૈયાર કરવાનો એ મસાલામાં બે માંડવી મગફળી માંડવીનાં બીનો ભૂકો લસણ પછી ચટણી બધો મસાલો પછી લસણ અને ચટણી વધું રાખવાની આપણે ટેશ્ટ પ્રમાણે નમક હળદર ચટણી મીઠું ધાણા જીરાનો ભૂકો એવી રીતનાં બધી એડ કરી અને મગફળીનાં બી એડ કરી શકીએ પછી ચવાણું છે ચેવડો છે પછી બીજું કોઈ આપણને જે પસંદ હોય જે ચવાણું ગાંઠિયા છે એવું બધી એડ કરી નાખી સ્વાદ પ્રમાણે જો ગળ્યું ને ખાટું પસંદ હોય તો લીંબુ અને ખાંડ પણ એડ કરી શકીએ એ બધાનો મસાલો એડ કરી પછી જે આપણે ગુંદાને બાફી ને કાઢ્યાં રાખ્યાં હતાં એ ગુંદા ચિકાશ ફોઇ જાય પછી એમાં આપણે એ મસાલો ભરી મસાલો વ્યવસ્થિત ભરી જાય કે એ મસાલો બહાર ન નીકળી જાય એવી રીતનાં વ્યવસ્થિત ભરી રાખી અને પછી તેલ તેલ ગેસ ઉપર એ તપેલીમાં તેલ રાખી તેલ મૂકી અને બસ તે તળી નાંખવાના પછી જો એ વધારે આપણે મસાલો રાખ્યો હોય ગ્રેવી મસાલો બનાવ્યો એ વધુ હોય તો એ આપણે ગુંદા નાખી ને પછી એમાં એને એડ કરી અને થોડુંક એવું પાણી પાણી એડ કરીએ તો એમાં ગ્રેવી જેવું થઈ જાય અને સહેજ રસાવાળું તો એ છે ગુંદાની રેસીપી ગુંદાની વાનગી બની જાય એવી રીતનાં તો ઘણી અલગ અલગ વેરાયટીસ વાનગી બનાવી હતી અને શીખી છું વધારે પડતી મેં ગુજરાતી વાનગીઓ શીખી છે અને અમુક એવી નોર્મલ એવાં કોઈ ખાતાં હોય એવી જે સમથિંગ કે રોટલી પછી એ આલુ કે એનાં પરાઠા પછી મેથી મેથીનું શાક રીંગણાનું ભરેલાં રીંગણાનું કે અલગ રીતનાં શાક એવી રીતનાં મેં ઘણી ઘણી અને એક વાનગી પનીરની વાનગી એવી કે જીરો ઓઇલ કે તેલ વગરની એક વિનોદ શાહ એક સેફ પાસેથી મેં યુટ્યુબ ચેનલમાં કે જે તેલ વગરની પનીરની પનીરની મસ્ત રીતનાં વાનગી જે એમાં તેલ નહીં તેલ વગરની બની શકે એ વાનગી શીખી હતી